હાલો હાં જી આવે રોજ મામી બોલું છું હાં મેં બેબી છે ને અહીંયા તો ભણવા આવે છે પણ રોજ ધ્યાન દેતી નથી ઘરે વાંચતી નથી અહીંયા કેમકે વાંચું છું વાંચું છું લખું છું પણ ઘરે નથી વાંચતી

હાં હાં હાં

હાં હાં

હાં હાં

ઓકે બાકી કોઈ એમાં એવું છે કે પછી જો ઈ ઘણા તે કે અહીંયા કોક ભણવામાં આવે તો ધ્યાન નો આપે તો પછી લઈને એને માસ આવે તો એમ હઁ હઁ

હાં હાં હાં ઠીક છે